નમસ્તે સાહેબ મારો હમણા છેલ્લા ઘણાય સમયથી વીજળીનો વપરાશ વધારે થઈ રહ્યો છે તો હું જાણી છકું છું કે આ મહીને મારો વીજળીનો વપરાશ કેટલો થયો છે અને મારે એ જાણવું તું કે મારો વીજળીનો વપરાશ વધાર છે તો મારે વીજળીનો વપરાશમાં ઘટાડો કરવો હોય તેની માટે કોઈ સિસ્ટમ ઓટો સિસ્ટમ કે કોઈપણ સિસ્ટમ હોય એ મારે નંખાવી હોય તો એની એ એની શું ઉપયોગ થાય છે અને એમાં કેટલી કિંમત સુધી થાય છે અને એમાં નખાઈએ એ સિસ્ટમ તો એના પછી આપણને શું ફાયદો થાય છે કે શું નથી ફાયદો થતો એ મારે જાણવું છે સાહેબ તો હું તમને વિનંતી કરું છું સાહેબ કે મારે અત્યારે આ મહિનાની મારે જોવું છે કે આ મહીન મારો વીજળીનો વપરાશ કેટલો થયો છે અને મારે કોઈપણ સિસ્ટમ કે એવું કંઈક નંખાવાનું હોય તો એની માટે કેટલો ખર્ચ થાય છે અને કેટલો સમય લાગે છે અને શું શું એની માટે કાગળીયા જોઈશે એની માટે હું તમને વિનંતી કરું છું કે મને થોળુ જણાવજોને ધન્યવાદ